અમારી બાજુમાં એક અહીંયા બિહારી રહે છે એમને ગુજરાતી ભાષા આવડતી નથી તો અમે મોસ્ટ ઓફ તો ગુજરાતી લોકો હિન્દીમાં વાત કરતા હોઈએ છે તો હું ઘણી વાર એમની સાથે હિન્દીમાં વાતચીત કરી લઉં છું કેમ કે એમને હિન્દી ફાવે છે અને હિન્દી એક સારી લેંગ્વેજ છે જે ફાવે બધાને જ તમને કોઈને થોડી થોડી ફાવે છે તો અમે લોકો હિન્દીમાં વાતચીત કરી લઈએ છીએ હિન્દીમાં થોડું થોડું આવડે એમને પણ આવડે છે થોડું એટલે થઈ જાય છે એમ વાત મુદ્દે વાત થાય એમ ગુજરાતી જ આવડે એવું જરૂરી નથી